હા બોલો ને મજામાં મજામાં બોલો બોલો અત્યારે વાડીમાં કપાસ વાવ્યો છે કપાસ અત્યારે તો બસ સત્તરસોમાં પડે એટલો થઇ ગયો છે હા આપણું વહેલું વાવેતર છે એરંડા વાવ્યા હતા પણ એરંડામાં મજા નથી આવતી કારણ કે કંઈ ફાલ ન આવતો હોય એવું એરંડાનો

એવું એમ ને હા હું અમારે મગફળીનું વાવેતર બહુ વધારે થાય છે પણ મગફળીમાં શું થાય કે વાંહે ખડ વધારે થઇ જાય છે ડાયરેક્ટ જ વાવેલી આપણે તો વાવણી એકની જ હોં હમણાં તો ના આપણે હળ રાખીને હાથે લગાડી હતી

તમારે શું કહે કપાસમાં કેવું રહ્યું હા હા હા

નહીં આપણે તો અત્યારે કંઈક કાલે કંઈક ગામમાં આવ્યા હતા વેગળમાંથી અને મીટિંગ કરી હતી અને એમાંથી કંઈક આપણને સારી સારી દવાઓનાં નામ આપ્યા હતા હા હા એ હતા એ

નહિ અલ્પેશભઈ અને એ આવ્યા તે એ સારું એવું કહેતા હતા દવા અમુક ઘણી બધી દવાઓનાં ફોટો આપણને બતાવ્યા હતા એમની મુલાકાત લઈ લેવાય એકવાર અને એમને જેમ કહે એ રીતે દવા છાંટે ઓકે વાંધો નહીં ઓકે ઓકે વાંધો નહીં ભલે ભલે